આપણા સમાજમાં મુખ્યત્ત્વે જોઈએ તો સામાજિક પ્રસંગો કહી શકાય તો બાળકનાં જન્મ પૂર્વેથી લઈને માણસનું મૃત્યુ સુધી સામાજિક પ્રસંગો ઉજવવામાં આવે છે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે અને જ્યારે પાંચમો મહિનો ચાલતો હોય છે ને ત્યારે પંચમાસીનો પ્રસંગ હોય છે એ એક સામાજિક પ્રસંગ જ છે ત્યારે પંચમાસી બાંધવામાં આવે છે ત્યારબાદ બાળકનો જન્મ થાય છે ત્યારબાદ તેને અન્નપ્રા સંસ્કાર કરવામાં આવે છે તેનું નામકરણ કરવામાં આવે છે બાળક મોટું થાય છે તેમાં એમ એનાં જીવનમાં સોળ અલગ અલગ પ્રકારનાં સંસ્કારો હોય છે તેમાં સોળે તો નથી ઉજવવામાં આવતા પણ મુખ્યત્ત્વે પાંચ છ પ્રસંગો એવા છે જેની ઉજવણી થાય છે જેને તમે સામાજિક પ્રસંગ કહી શકો જે કોઈ ધર્મને આધારે છે પરંતુ સમાજમાં છે તેથી તે સામાજિક પ્રસંગો છે આપણે કહીએ કે લૌકિક પ્રસંગ અલૌકિક પ્રસંગ એવી રીતે એ એક સામાજિક પ્રસંગો છે જો મારા પોતાના સમાજની વાત કરવામાં આવે તો બ્રહ્મ સમાજમાં બાળક જ્યારે નવ વર્ષનો અથવા તો તેર વર્ષનો થાય ત્યારે તેનો યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે છે યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે ઉપનયન સંસ્કાર તેનો બીજો અર્થ થાય છે જનોઈ આપવી જનોઈ આપવી એટલે કે દ્વિજ જનોઈ બાળક જ્યારે પહેરે જનોઈ ધારણ કરે જ્યારે ત્યારે તેનો બીજો જન્મ થાય છે તે પોતાના એક અસ્તિત્ત્વમાંથી એક બીજા અસ્તિત્ત્વ તરફ પ્રેરાય છે જનોઈ સંસ્કારનો મુખ્ય કાર્ય કાર્ય તો ન કહી શકાય પણ તેની મુખ્યત્ત્વે ઉજવણી એવી રીતે કરવામાં આવે છે કે બાળક જ્યારે નાનું હોય છે નવ વર્ષનું કે તેર વર્ષનું ત્યારે બાળકને તૈયાર કરવામાં આવે છે તેનાં જીવન માટે તેને સમજાવવામાં આવે છે તેમાં મુખ્યત્ત્વે જોઈએ તો મંડપ મૂહુર્ત હોય છે સાંજીનાં ગીતો હોય છે પીઠી હોય છે દાંડિયા રમે છે લોકો ખુશ હોય છે અને જનોઈના દિવસે એટલે કે યજ્ઞોપવિતના દિવસે બાળક પોતે ગુરુ ધારણ કરે છે ગુરુ ધારણ કરે છે ગુરુ તેને કાનમાં મંત્ર આપે છે અને છ વળવાળો દોરો એટલે કે જનોઈ તે એને ડાબા ખભા ઉપર ધારણ કરવાનો હોય છે અને એ દોરો ધારણ કર્યા બાદ એ જનોઈ ધારણ કર્યાં બાદ બાળક પવિત્ર બની જાય છે તેનો એક નવો જન્મ થયો છે એવું સાબિત થાય છે તેમજ તે પોતે પોતાના ગુરુ ધારણ કરે છે અને ગુરુ પાસેથી મંત્ર લે છે આ યજ્ઞોપવિતમાં મુખ્યત્ત્વે જોવા મળે છે ત્યાં ત્યાં એ સમયે યજ્ઞ પણ થાય છે સગાસબંધીઓ મળે છે હર્ષોલ્લાસ સાથે બધાં ભેગાં થઈને આનંદ કરે છે તેમજ આપણે જોઈએ તો એક અલગ એવો એક લગ્ન કરતાં અલગ રીતે જોવા મળે છે એ છે બળવો દોડાવવો બળવો દોડાવવો એટલે શું કે બળવો દોડાવવામાં એવું હોય છે કે જ્યારે પ્રસંગ પૂરો થઈ જાય છે ત્યાં યજ્ઞોપવિતનો યજ્ઞ અને સંપૂર્ણ થઈ જાય છે બીડું હોમાઈ જાય છે ત્યારબાદ બાળકની સામે અલગ અલગ વસ્તુ મૂકવામાં આવે છે ફોન ભગવદ્ ગીતા બીજી બે ત્રણ વસ્તુઓ ચાર પાંચ એવી વસ્તુઓ રાખવામાં આવે છે અને બાળક નાનું હોય છે ત્યારે એને કોઈ જાતની પ્રેરણા વગર માત્ર પસંદ કરવામાં દેવામાં આવે છે કે તારે શું પસંદ કરવું છે જ્યારે મુખ્યત્ત્વે બાળકો એટલું સમજતા હોય છે કે ભગવદ્ ગીતા કારણ કે એની પર કૃષ્ણ અને અર્જુનનો ફોટો હોવાનો છે તો મુખ્યત્ત્વે એ એને જ પસંદ કરે છે તો બાળકો એ પસંદ કરે છે અને ત્યારબાદ ત્યારબાદ તેને જવાનું થાય છે પોતાના મામાને ત્યાં મામાનાં ત્યાં એટલે પ્રસંગમાં તો એવી રીતે જોવા મળે છે મામા આવે છે અને એને પકડે છે બળવો દોડાવતી વખતે બાળકને એક ચોક પર લઈ જવામાં આવે છે ત્યાં ચોકમાં વચ્ચે ઊભું રાખવામાં આવે છે તેને જે એણે ગુરુ ધારણ કરેલા છે તે ગુરુ એને ગુરુ મંત્ર સંભળાવે છે અને બાજટ રાખીને તેના પર તેને બેસાડે છે અને ઉત્તર દિશા તરફ સોરી ઉત્તર નહીં પૂર્વ દિશા તરફ તેનું મુખ રાખીને તેને ઊભું રાખવામાં આવે છે અને તેને ભાગવાનું કહેવામાં આવે છે અહીંયા આ થોડુંક કહી શકાય ને કે પોતાના મતલબ લુક ઉપર આધારિત હોય છે કે એ થોડુંક આપણે આપણે થોડુંક સાંસ્કૃતિક નહીં પરંતુ થોડું બેઝીક નોર્મલ છે કે એને તમે લુક લુક કલ્ચર કહી શકો છો તેને કે તેમાં બાળક ચોકમાં ઊભું હોય છે અને તે દોડે છે મામા તેને પકડવા જાય છે અને બાળક ભાગે છે અને જ્યારે બાળક પકડાઈ જાય છે ત્યારે મામાના ખભા પર બેસીને તે ફરીવાર જ્યાં મંડપ મૂહુર્ત થયું છે ત્યાં આવે છે આ એક પ્રસંગ હોય છે અને બધા લોકો ખૂબ આનંદ કરે છે મામા માટે યજ્ઞોપવિત સંસ્કાર એ બહુ જ અગત્યના હોય છે પોતાના ભાણિયા હા ભાણિયાને ખભે બેસાડે છે અને નાચતા ગાતા ધૂમ મજા કરતાં બધા પ્રસંગની ઉજવણી કરે છે આ એક અગત્યનો સામાજિક પ્રસંગ છે જે બધી જ્ઞાતિઓમાં નથી જોવા મળતો પણ અમુક અમુક જ્ઞાતિઓમાં જોવા મળે છે આ ઉપરાંત આવો જ પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગ જે સૌથી અગત્યનો સામાજિક પ્રસંગ છે માણસ પોતાનાં જીવનનો સૌથી અગત્યનો નિર્ણય લે છે ત્યારે તે લગ્ન કરવા તરફ પ્રેરાય છે લગ્ન પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં આવા જ બધા હોય છે પીઠી હોય છે માંડવો હોય છે અત્યારે તો મહેંદીના ફંકશન પણ માણસો કરે છે અને વિવિધ રીતે ઉજવણી કરે છે પણ જ્યારે શું કહેવાય કે યજ્ઞોપવિત કરતાં લગ્ન અલગ ત્યારે પડે છે કે લગ્ન સંસ્કારમાં એક સ્ત્રી પાત્ર પણ સંમેલિત હોય છે કે સ્ત્રી અને પુરુષ બન્નેનું ઇમોશનલ બંનેનું બે પરિવારોનું જોડાણ થાય છે બે માણસોનું જોડાણ થાય છે બે આત્માઓનું જોડાણ થાય છે તો કહી શકાય કે તો કહી શકાય કે લગ્ન એ પણ એક અગત્યનો સામાજિક પ્રસંગ છે જેને આપણે સમાજમાં આજકાલ બહુ જ વધારે આનંદ આનંદનો પ્રસંગ બની ગયો છે લગ્ન પ્રસંગ એક માત્ર પ્રસંગ જ નહીં પરંતુ આજ કાલ લોકો માટે ઉત્સવ જેવું છે લોકો પોતાની જીવનની અડધી જમાપુંજી માત્ર લગ્નમાં ખર્ચે છે દેખાવડો દેખાવડો કરવો અથવા તો બીજાને બતાવવા માટે લગ્ન પ્રસંગમાં માણસો ખૂબ જ પૈસા વેડફે છે અને વેડફવા નહીં પણ એ પોતાની ખુશી પોતાના આનંદ માટે કરે છે માણસ નાનો હોય ત્યારથી તેને લગ્ન માટે ખૂબ જ અલગ અલગ પ્રકારના સપનાઓ જોયેલા હોય છે તો લગ્ન એ પણ સમાજનો સામાજિક પ્રસંગ આપણે કહી શકાય છે જ્યારે કોઈક સામાજિક પ્રસંગ આપણે એને શુ કામ કહીએ છીએ કે પ્રસંગને થ્રુ માણસ સમાજમાં જોઈ જોવો કોઈ ઊંચા વર્ગનો માણસ નબળો પ્રસંગ જ્યારે કરે છે ને ત્યારે સમાજના લોકો એની ટીકાઓ કરે છે કે આટલા પૈસા હોવા છતાંય એમણે લગ્ન બહુ સાદાઈથી કર્યાં કે જ્યારે કોઈ ગરીબ માણસ હોય છે ને એ તે અત્યારે પોતે પોતાની પર ભાર અનુભવે છે કે તેને પણ વધારે પડતાં ખર્ચો કરીને ધામધૂમથી લગ્ન કરવા પડશે તો લગ્ન એ એક પ્રકારનું કહી શકાય ને કે રૂપક છે એક પ્રકારનું સિમ્બોલ છે પોતાના સામાજિક દરજજો બતાવવા માટેનો લોકો પાસે એવી જ રીતે લગ્ન પછી મૃત્યુ હોય છે આજકાલ તો મૃત્યુ આનંદ માટે નથી આપણે કહી શકતા કે મૃત્યુ આનંદ માટે નથી હોતું પણ એ પણ એક સામાજિક પ્રસંગ છે જેમાં આજે આપણે જોઈએ છે કે પીડાતી વ્યક્તિનું અવસાન થાય અથવા તો ઉંમર લાયક વ્યક્તિનું અવસાન થાય ત્યારે લોક ત્યારે મોસ્ટલી આપણે જોઈ શકીએ છે કે લોકો ઉજવે છે તેને તેમજ તે અમુક અમુક પ્રજાતિઓમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે તે લોકો અવસાન સમયે ઢોલ નગારા વગાડે છે ફટાકડા ફોડે છે તેવી બધી વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ એમ જ તેમ આવા જ તે કેટલા બધા આપણે આપણા ઉત્સવો નહીં પરંતુ પોત પોતાની જ્ઞાતિ જાતિ વર્ગ સંપ્રદાયને અનુરૂપ માણસોનાં જીવનમાં પ્રસંગો હોય છે તે દરેક સામાજિક પ્રસંગો તે વિવિધ રીતે આનંદથી ભેગા મળીને બધા ઉજવે છે અને મજા કરે છે તો આવી જ રીતે દરેક પ્રસંગને ઉજવવા માટે અને મજા કરવા માટે માણસ બધાં ભેગાં થાય છે કારણકે એકલા મજા કરવી એ શક્ય નથી તો દરેક પ્રસંગમાં માણસ એવું ઈચ્છે છે કે તેઓ દરેક મળીને કરે તો દરેક સામાજિક પ્રસંગને બને એટલો વધારે આનંદદાયી બનાવવા માટે માણસ મહેનત કરે છે